ચિત્રકામ જોઈએ તો ઉપચારાત્મક અને ખૂબ જ ફાયદાકારક છે ચિત્રકામ આજે જ નહીં પણ ઘણાં વર્ષો પહેલાં રાજા મહારાજા વખતો પણ આ ચાલતી આવેલી પ્રક્રિયા છે રાજા મહારાજા લોકોનું જ્યારે રાજ્ય સિંહાસન પર તે લોકોનો રાજ્યાભિષેક થતું હોય ત્યારે તે લોકોનો ચિત્ર બનાવવામાં આવે છે તે લોકો રાજા સાથે રાણીનું ચિત્ર રાજાના પરિવારનું ચિત્ર એવાં ઘણાં બધા ચિત્રો બનાવી અને તે લોકોના મહેલોની દીવાલો પર આવાં જુદા જુદા ચિત્રો લગાવવામાં આવે છે એટલે જોઈએ તો ચિત્રકામ આજે તો છે જ પણ રાજા મહારાજા લોકો વખતે પણ ઘણી એવી આગવી પ્રક્રિયા ઓળખ બની ગઈ છે ચિત્રકામ એ આખા દેશ અને વિદેશમાં એવું સ્થાન આગળ કર્યું છે કે જેનો કોઈ હિસાબ નથી આજે જોઈએ તો નાના છોકરા નર્સરી જે સ્કૂલમાં પ્રવેશ કરે અથવા આ નાના બાળકો આંગળવાડીમાં જાય ત્યારથી તે લોકોને ચિત્ર બનાવવાનું શીખવવામાં આવે છે તે લોકો પહેલાં ગમે તેવી આડી અવળી લીટીઓ પાડી અને ચિત્ર બનાવવાનું શીખે છે કંઇ નહીં આવડે તો પણ લીટી પાડતાં તો આવડે જ અને તે લોકો એ રીતે લખતા શીખે છે એટલે ચિત્રકામ ખૂબ જ સારું છે ચિત્રકામ કરવાથી એ પોતાનું મન હલકું થાય છે ઘણા એવા લોકોને તો ટેવ પડી ગઈ હોય છે કે જે લોકો કંઈ કોઈને કહી નહીં શકે પરંતુ તે લોકો ચિત્ર દોરી અને પોતાનું મન હલકું કરી શકે છે અત્યારે સિરિયલ અથવા મૂવીમાં જોઈએ તો નાનાં બાળકો હોય તે લોકો બરથડે પર કોઈને ગિફ્ટ આપતા હોય તો તેમાં તે લોકો ચિત્ર બનાવે છે અને તે લોકો તે ચિત્ર ભેટ આપે છે તો આપણે જોઈએ કે તે લોકોને કેટલી ખુશી થાય છે માટે ચિત્ર કામ ખૂબ જ સારું છે ચિત્રકામ એ મને પણ ખૂબ જ ગમે છે મેં નાનેથી જોઈએ તો આંગણવાડીથી ચિત્ર જ બનાવતી હતી મને રંગ કરવો એટલો બધો નથી ગમતો પરંતુ મને દોરવું ખૂબ જ ગમે છે અને મેં ચિત્ર ગમે તે કોઈ ને જોઈ ચિત્ર બનાવી શકું છું મે જોઈએ તો અહીંયા નોટબુક પર આપેલું દૃશ્ય હોય ચિત્ર કુદરતી દૃશ્ય હોય તો એ મેં તરત જ તે મને ખૂબ જ ઈચ્છા થતી કે મેં આ દોરી લઉં અને મેં આજે જ તો નહીં પણ બે ત્રણ દિવસ લાગે તો પણ મેં તેને પૂરું કરું અને ચિત્ર દોરવું જોઈએ ચિત્ર પરથી ચિત્ર આપણને શિસ્ત પણ સમજાવી શકે છે ચિત્રકામ કોઈ આયોજન અત્યારે જોઈએ તો કોઈ ઘર બનાવવાનું હોય તો તે લોકો આર્કિટેક પર પહેલાં તેનું ચિત્ર પેલું ચિત્ર બનાવે છે અને પછી તે લોકો તેનાં પર આયોજન કરી અને કરે છે ચિત્ર પોતાની કલ્પના શક્તિ બતાવે છે ચિત્ર સર્જનાત્મક ચિત્ર પણ આપણે દોરી શકીએ છે ચિત્ર કાલ્પનિક ચિત્ર પણ આપણે બનાવી શકીએ છે જોઈએ તો ચિત્રકામ એક સબ્જેક્ટ બની ગયો છે કે સ્કૂલો હાઈસ્કૂલોમાં ભણાવવામાં આવે છે જેના ક્લાસ હોય છે અને તેના શિક્ષકો અલગથી હોય છે જે લોકોને કલાક દોઢ કલાકનો સમય ફાળવવામાં આવે છે સ્કૂલમાં અને તે લોકોને ચિત્રકામ સબ્જેક્ટ શીખવવામાં આવે છે માટે ચિત્રકામ ખૂબ જ આગળ પડતો છે ચિત્રકામ એ આખા દેશને માં કોઈપણ વ્યક્તિ એવું ના હોય કે જે લોકોને ચિત્ર બનાવતા ના આવડતું હોય જેને ચિત્ર બનાવતા સારું આવડતું હોય જેના જેના વળાંક સારા હોય તે લોકોનાં અક્ષર પણ ખૂબ જ સારા આવે છે અને એ એટલે એ એક મોટો ફાયદો છે કે જેઓનાં અક્ષર સુધરે છે માટે જેનાં અક્ષર ખરાબ હોય તેમને ટીચર કહે છે કે અરે તું પ્રેક્ટિસ કર તું તેના પર મંડી પડ તું તેના પર મહેનત કર તું ચિત્ર બનાવ તું વળાંક આપ અને પછી તું લખ તો તારાં અક્ષર સુધરી જશે એટલે ચિત્ર કામ ઘણી બધી રીતે મહત્ત્વનું છે